મારા ઘરનાં રસોડામાં રહેલાં વિવિધ વાસણો જેવા કે સાણસી છે પેન છે તવો છે લાઇટર છે ચાકુ છે ડાઇનિંગ આપણે કટિંગ ટેબલ છે ઘણાં બધા વિવિધ સાધનો અ વાસણો પડ્યાં છે મારી ઘરનાં અંદર એનું વર્ણન જેવી રીતે સાણસી સાણસી ગરમ વસ્તુ કોઇ વજનદાર વસ્તુ કોઇ વસ્તુને ખાલી કરવી કોઇ વસ્તુની ગ્રીપ પકડવી એ એવાં કામમાં એ ઉપયોગી થાય છે જે યુઝફુલ છે એ સારું પણ રહે છે બીજું છે પેન પેન ઘણાં બ ઘણું બધું ખોરાક બનાવવામાં કામ લાગે જેવા કે ઢોંસા છે કોઇ વસ્તુને ગરમ કરવી છે આમલેટ બનાવવું છે જે પણ બનાવવું હોય તે ફ પેન પણ કામ લાગી શકે એ જેવું છે કે પછી સ આપણે કઢાઈ લઇ શકીએ છીએ કઢાઈમાં આપણે ખોરાક બનાવી શકતા હોય છે તે ખાસ કરીને તો ડેલી યુઝ કરવામાં આવતી હોય છે પછી છે આ બધું ગેસ ગેસ ગેસ જેવી વસ્તુને તો ભૂલી જ ન શકાય કેમ કે ગેસ ઉપર જ ખોરાક બનતો હોય છે આ વ ઘરના વાસણોમાં સૌથી મેન તો ગેસ જ છે સગડી છે સગડી તમારા કામમાં યુઝફુલ રહે છે કેમ કે સગડી ઉપર જ તમે ખોરાક બનાવી શકો છો સગડી ઘણી યુઝફુલ હોય છે કેમ કે એનાં બે ગેસ ચાલુ થતાં હોય છે કેમ કે એ ગેસ પર તમે જલ્દીથી બનાવી શકો અત્યારની તો ત્રણ ત્રણ જનરે ત્રણ સગડીઓ પણ આવી જવી છે તે સ સગડી છે જેવી રીતે પ્લેટો છે પ્લેટોમાં આપણે ખોરાક કરતા હોય છે જે કારણસરથી આપણને ખોરાક ખાતા હોય છે ચમચી છે ચમચી બી ઉપયોગ લાગતી હોય છે આપણને લાઇટર છે લાઇટર બી જે ઘરને યુઝફુલ થતું હોય છે ચાકુ છે જે શાભાજીઓને કાપવા કામ લાગતું હોય છે પછી ઘણી બધી વસ્તુઓ છે જે કારણસરથી આપણે ઉપયોગ કરી શકતા હોય છે